હા મને એ વિષે માહિતી છે કે અહીંયાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અહીંયાંથી ભારત ભારતમાંથી પાકિસ્તાનને પાકિસ્તાનમાંથી ભારત જે જેમણે સ્થળાંતર કરવું પડ્યું હતું યુદ્ધના કારણે યુદ્ધના કારણે તો ન કઈ શકાય પરંતુ ભાગલાના કારણે સ્થળાંતર કરવું પડ્યું હતું કારણ કે ભારત પાકિસ્તાન ભારતમાંથી પાકિસ્તાન એક અલગ દેશ બનાવાની વાત કરી હતી ત્યારે એ મોહંમદ અલી ઝીણાએ પાકિસ્તાનને અલગ ભાગમાં વહેંચવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો અને તેઓએ એક અલગ પાકિસ્તાન બનાવ્યું હતું ત્યારે તેઓએ ધર્મના કારણે ધર્મને ત્યારે તેઓએ વચમાં લાવ્યો હતો અને સ્ત્રીને એક આબરૂ તરીકે તેમણે જી હતી જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ભાગલા પડ્યા ત્યારે મુસલમાનો ભારતમાંથી પાકિસ્તાન જવા માટે સ્થળાંતર કરવા માટે ઘણી ઘણા ઘણા ઘણી તકલીફો પડી હતી અને હિન્દુઓએ પાકિસ્તાનમાંથી એ પાકિસ્તાનનો જે ભાગ પડ્યો હતો તેમાંથી ભારત આવવા માટે તેમને ઘણી મહેનત ઘણી તકલીફ પડી તકલીફો પડી હતી કારણ કે તે સમયે તેમણે યુદ્ધ યુદ્ધ ન કહેવાય પરંતુ ભાગલામાં તેમણે ધર્મને વચમાં લાવ્યો હતો અને એ ધર્મના કારણે તેમને ધર્મમાં તેમણે સ્ત્રીને એક સાધન તરીકે પ્રયોજી હતી કે ભારતમાંથી અગર ભારતીય ભારતીય એટલે કે ભારતને તેઓએ હિન્દુ તરીકે પ્રયોજ્યું હતું જ્યારે ભારતમાં એવું નથી ભારત આખું હિન્દુસ્તાન એક દેશ છે અને તેમાં તેઓ દરેક દરેક ધર્મના લોકોને એ તેઓ સ્વીકારે છે જેમકે હિન્દુ મુસલમાન ખ્રિસ્તી ઈસાઈ બધા આ જ ધર્મના લોકો અહીં રહે છે અને તે સમગ્રને સ્વીકારે છે પરંતુ તે સમયે તમને એ વાતને ધ્યાનમાં તે વાતને મગજમાં મૂક્યા અને તેમણે ભારત ને પાકિ ભારત પાકિસ્તાનના ભાગલામાં તેમને સ્ત્રીને સાધન બનાવ્યું અરે ભારતમાં ભારતીય એટલે કે હિન્દુ સ્ત્રીઓ હિન્દુ સ્ત્રીઓ મુસલમાનોને હાથે એક સાધન તરીકે પ્રયોજાય કે તેમાં જેમણે એમને આબરૂ તરીકે પ્રયોજી અને મુસલમાનોએ મુસલમાનોની સ્ત્રીઓને હિન્દુ તરીકે હિન્દુઓએ એક સાધન તરીકે પ્રયોજી જેના કારણે અનેક લોકોના જીવન જીવનોમાં અનેક પ્રકારના ફેરફારો આવ્યા અને તેથી તેઓ તેમાંમ તેના કારણે સમાજ સમાજના માનવીઓ તે સમયે માનવીમાંથી પશુ બની ગયા હતા એવું આપણને પિંજર નવલકથામાંથી પણ જોવા મળે છે અને પિંજર તાથી મૂવી પણ બની છે આપળે એક એ ઉદાહરણ લઈ શકીએ પછી ટ્રેન તો પાકિસ્તાનમાં પણ આ ભારત પાકિસ્તાનને ભાગલાને લઈને અનેક વાતો કરવામાં આવી છે તેનાથી પણ આપણે ઘણુંબધું જાણી શકીએ કે તે સમયની પરિસ્થિતિ કેવી હતી અને મનુષ્ય કઈ રીતે એ માત્ર ધર્મને કારણે આ યુદ્ધમાં પેલા ઘણા લોકોના કતલ થયા હતા માત્ર ધર્મને કારણે તેમણે યુદ્ધ કર્યું હતું કે હિન્દુ છે તો મુસલમાનોને હાથે તેમણે ઊભાને ઊભા ત્યાં વિચાર કર્યા વગર તેમને ને મારી તેમને મારી નાખ્યા તા મુસલમાનો એ હિન્દુને માર્યા હતા હિન્દુએ મુસલમાનો ને માર્યા આતો ખાલી ધર્મના નામે ત્યારે ધર્મને એટલું માન આપવામાં આવ્યું હતું પણ ત્યારે તેઓ એ ના સમજી શક્યા કે તમામ હિન્દુ મુસ્લિમ કે કોઈ બી ધર્મના ઉપર એક મનુષ્ય ધર્મ છે એ મનુષ્ય ધર્મને તેઓ ભૂલી ગયા હતા અને ત્યારે અને પશુઓની જેમ તેઓ વર્તતા હતા